ભારતમાં હવે કલાની દૃષ્ટિએ જોઈએ તો ઘણા બધા પેન્ટિંગના પેંટિંગની શૈલીઓ મૃતપ્રાય અવસ્થામાં છે જેમ કે મેવાડ શૈલીના ચિત્રો હવે બહુ ઓછા બને છે આ સિવાય મધુબરીના ચિત્રો પણ ઓછા બને છે એ સિવાય તમે જોવા જાવ તો કપડા ઉપર કરવામાં આવતી રોગન આર્ટ કળા પણ હવે એકદમ મૃતપ્રાઈ સ્થિતિમાં જ છે આ સિવાય તમે જોવા જાવ તો ફર્નિચર બનાવવાની કળામાં સંખેળા આર્ટ જે સંખેળાના અમુક કુટુંબો સિવાય કોઈ જ જાણતું નથી હવે અને એ જ માત્ર બનાવે છે તો આ પ્રકારની જે સંખેડા ઉપર જે કલર અને પેંટિંગ લગાવવામાં આવે છે જે વર્ષોના વર્ષો સુધી સ સારા રહે છે એ પ્રકારની આ બધી જે કળાઓ છે એ એકદમ મૃતપ્રાય અવસ્થામાં છે